જી બોલો હા હા હા હા સાહેબ બોલો

હા જી કયો મોબાઈલ લેવો છે હા હા હમણાં જ લૉન્ચ થયો છે હા એમાં ઓફર પણ ચાલું છે જો તમે લોન કરાવશો બજાજ ઇ એમ આઈ કાર્ડ પરથી તો વગર વ્યાજે તમને મોબાઈલ પણ મળી જશે અને હપ્તો પણ ખૂબ જ નાનો હશે અને જો તમારે કૅશમાં લેવો હોય તો તમને સમથિંગ સાડા છ જેટલું તમારે સેવિંગ પણ થશે તમારે ઑનલાઈન જ ઓર્ડર કરવાનો છે કે અહીંયા આવવાના છો શોપ પર હા હા હા હું તમને હા ઓકે હા ઓકે કાંઈ નહીં હું તમને સ્પેશલ ફીચર જણાવું છું એમાં છે ને

જી ચોક્કસ અટલે તમારે શેનાં ક્યાં પર્પઝ માટે ફોન લેવો છે વિડીયો બનાવવા માટે ફોન લેવો છે કે પછી ડોક્યુમેન્ટને ફાઈલ વધારે યુઝ થાય એના માટે લેવો છે કયા પર્પઝ માટે તમારે ફોન લેવો છે હા એટલા માટે જ તો શું એ બેસ્ટ ફોન છે એમાં જે બૅક કેમેરો છે એ સિક્સટી એઈટ મેગા પીક્સેલ કેમેરો આવશે બૅક સાઈડમાં ત્રણ કેમેરા બેક સાઈડમાં ત્રણ કેમેરા જે છે ને એમાં તમે નાઈટ મોડમાં પણ દિવસ જેવી ક્લેરિટી આવે ને એવાં તમે ફોટો શૂટ કરી શકશો અને ફ્રન્ટ કેમેરો જે છે એ અઠ્યાવીસ મેગા પીકસેલનો આવશે અને એની સાથે તેની સાથે કંઈ કેમેરો એ આઈ જનરેટ પણ કરશે એટલે તમારે સેલ્ફી કે લેવું હોય તમારે ફેસને કંઈ ચેન્જીસને એ બધા કરવા હોય ને તો તે આસાનીથી થઈ જશે અને બીજું આપણે તેની રેમ અને સ્ટોરેજની વાત કરીએ તો આ ફોનમાં બાર જીબીની રેમ આવશે રોમ આવશે અને એક શો અઠ્યાવીસ જીબી કેપેબલ છે તમારે જો વધારે સ્ટોરેજ કરવું હોય તો બસો છપ્પન જીબીમાં પણ આ એક નવો ફોન લોન્ચ થયો છે તે પણ મળી જશે હા એ ફોન તમને સમથીંગ છેને અઅ સિત્તેર હજાર આસપાસ પડશે અને હાલમાં ખાસ ઓફર પણ ચાલુ છે તો તમે હા તો હા હા હા એ છે ને તમારે હા ઈ એમ આઈ પણ અવેબલ ઈ એમ આઈ પણ અવેબલ છે જેમાં તમારે ત્રણ હજાર રૂપિયા ભરવાના આવશે સૌથી પહેલાં અને પચ્ચીસ સો રૂપિયાથી તેનો હપ્તો ચાલુ થશે વગર વગર વ્યાજ એ જ તમને ફોન મળી જશે અને જો તમે કૅશમાં તમે લેવા જશો ને તો તે જ ફોનની કિંમત હાલમાં થર્ટી સેવન થાઉઝન્ડ છે પણ તેમાં તમારે ડિસ્કાઉન્ટ ઓફર ચાલુ છે તો તે ફોન તમને થર્ટી ટુ થાઉંઝન્ડમાં પણ મળી જશે સૌથી બેસ્ટ ફોન છે તેની ડીસ હા બત્રીસ હજાર હા માત્ર બત્રીસ હજારમાં પડશે હા સીધો તમારે ચોખ્ખો નફો થશે પાંચ હજારનો અને બીજું હાલમાં જે નવું ફીચર્સ એમાં પણ આવ્યું છે કે આ ફોન જે તમને છે ને એ વોટર પ્રૂફ ફોન છે પાણીમાં પડશે ને તો પણ આ ફોનને કાંઈ નહીં થાય અને એક વર્ષ સુધી પીસ ટુ પીસની ગેરંટી પણ આપવામાં આવશે હા એક વર્ષની પરંતુ ફોન બ્રેક ના થવો જોઈએ નહીં નહીં સાંભળો જેમાં પણ કન્ડીશન ટર્મ એન્ડ ક્ન્ડીસન અપ્લાઇ છે તમારો ફોન બ્રેક એટલે કે ડિસ્પ્લે ના તૂટેલી હોવી જોઈએ ફોનની ટેકનિકલ ખામી કાંઈ થઈ જાય તો અમે તમને પીસ ટુ પીસ નવો ફોન પણ આપી દઇશું એક વર્ષની અંદર જી હા તમને તમને હું એડ્રેસ હું તમારા તમે વોટ્સઅપ વાપરો છો વોટ્સઅપ યુસ કરો છો ને તમે એમાં હું તમને અડ્રેસ અને લોકેશન મોકલી આપીશ અને જ્યારે ટાઈમ મળે ત્યારે તમે અમારી શૉપ પર આવી શકો છો અને એની સાથે તમને બૅસ્ટ ગિફ્ટ પણ આપવામાં આવશે જેમાં તમને

હા ઓકે સારું ચાલો